હા જી બોલીયે યસ યસ બોલીયે હા હા બોલો શું થયું બરાબર બરાબર બરાબર બરાબર તો એની ઉંમર હું જાણી શકું છું કેટલાં વર્ષનો છે એક વરસનો છે બરાબર તો એનો જ્યારે જન્મ થયો ત્યારે એ કેટલાં એટલે એનું વેઈટ કેટલું હતું વજન કેટલું હતું હું જાણી શકુ છું બરાબર બરાબર બરાબર એટલે તો એને બરાબર શું ખાય છે દૂધ પીએ છે કે શું ખાય છે રેગ્યુલરમાં બરાબર તો બરાબર તો અત્યારે એનું વજન કેટલું છે બરાબર તો એક વરસમાં બે કિલો ઉતરી ગયું બરાબર દોઢ કિલો તો એ એને તમે સવારે નાસ્તામાં શું આપો છો બરાબર બરાબર એટલે એનું બરાબર બરાબર તો એની પાચનશક્તિ કેવી છે મજબૂત છે કે કમજોર છે કે કેવી છે

એને એને પાચન બરાબર થાય છે રોજ સવારે કે બપોરે બરો બરાબર બરાબર તો તમારે છે ને એકવાર તમારે વિઝિટ કરવી પડશે બરાબર એનો બરાબર ચકાસી બરાબર ને એને પેલું ખાવાનું ને પેલું દવાઓને બધી આપવી પડશે એમને મારે બરાબર પહેલાં એકવાર મને જોવું પડશે કે એને પેશન્ટને જોવું પડશે બાળકને તમારા કે કઈ રીતે એનું પાચન છે બરાબર કઈ દવા લો છો તમે કંઈ દવા પીવડાવો છો એને આની પહેલાં કોઈ ડોક્ટરને તમે બતાવ્યું છે બરાબર તો ચાલો એકવાર તમે વિઝિટ ક હા હા હા બરાબર તો તમે એકવાર શું છે કે વિઝિટ કરો બરાબર

તો કાલે સવારે દસ તમને હું મેસેજ કરું છું બરાબર અપોઈંમેંટ આપી દઈશ ઓકે થેન્ક યૂ